હેલો કિશનભાઈ ગાડીવાળા હું પરેશભાઈ પટેલ વાત કરું છું નડિયાદથી મને તમારો નંબર મોન્ટુભાઈએ આપ્યો છે હા તો મારે શનિવાર અને રવિવાર તમારી તારીખ પચીસ અને છવ્વીસ સાપુતારા માટે મિનિ બસ બુક કરાવવાની છે અમે સોળ વ્યક્તિ છીએ તો મિનિ બસ એસીવાળી નોંધાવવી છે તમારા પાસે છે કેટલા રૂપિયા કિલોમીટર દીઠ લો છો પચીસ રૂપિયા મોન્ટુ ભાઈએ તો બાવીસ કહેતા કહેતા હતા એટલે જ તો તમને ફોન કર્યો કેમકે મોન્ટુભાઈએ કીધું કે તમે જ બાવીસમાં કરી આપો એમ તો હા તો મોન્ટુ ભાઈ સાથે વાત કરી લો અને પછી મને હા તો મોન્ટુભાઈ સાથે વાત કરી લો અને પછી મને કહેજો બસ તો પછી કરી આપો ને હા તો લખી લો વન વિહાર સોસાયટી સવારે સાત વાગ્યે સોળ જણ માટે એસીવાળી મિનિ બસ હા ઓકે થેન્ક યુ